કા જ છે સરકારમાં સરકારી યોજનામાં આવાસ યોજના છે તો આવાસ યોજનામાં અઢી લાખની આવક ધરાવતા અને સાડા ત્રણ લાખની આવક ધરાવતા શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં જે મકાન બનાવવામાં આવે છે ગરીબ લોકોને મકાન આપવામાં આવે છે એક મનરેગા યોજના છે તે મનરેગા યોજનાને એમાં ગ્રામ્ય વિસ્તારમાં શહેરી બેકારોને સો દિવસની વર્ષમાં રોજગારી આપવામાં આવે છે એ ગામડાંઓમાં ચાલે છે અને સ્વાસ્થ્ય વીમા યોજના જેમાં સરકારી અથવા પ્રાઈવેટમાં દવાખાનાઓમાં અઢી લાખ સુધીના સારવારનો ખર્ચો સરકાર આપે છે સરકાર તરફથી ગરીબ દર્દીઓને તેનો લાભ મળે જ છે સ્કૂલોમાં તમામ જગ્યાએ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં મધ્યાહન ભોજન યોજના બાળકોને સ્કૂલમાં બપોરે ભોજન આપવામાં આવે છે કે જે બાળકો ભણવા માટે પ્રેરાય ગ્રામ્ય વિસ્તારના બાળકો ખાસ કરીને પછાત જિલ્લાઓ હોય ડાંગ આહવા છે સાબરકાંઠા છે પાલનપુર છે કચ્છ છે તેવા જિલ્લાઓ અને સારો જિલ્લો હોય પણ તેના છેવાડાના ગામડાં સુધીના જે બાળકો ને એમાંય ખાસ કરીને અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને ઓબીસી ને લઘુમતીના બાળકો ભણવા માટે પ્રેરાય તો એના માટે મધ્યાહન ભોજન એમડીએમ યોજના ચલાવવામાં આવે છે એમાં બાળકો ભોજનનો લાભ લઈ ભણવા પ્રેરાય છે આવાસ યોજનામાં પણ ગરીબ માણસોને સબસિડી મળે છે ગરીબ માણસો પછી જે ભાડાં ભરતા હોય ભાડે રહેતા હોય તો એમને ઘરના મકાન થઈ જાય છે ઘરના મકાન માલિક થઈ જાય છે અને સારું રહેવા મળે છે પછી ટોયલેટની યોજના છે ઘરે ઘરે મફતમાં શૌચાલય બનાવી દેવાના તો જેને ઘરે શૌચાલય ન હોય એને સરકાર દ્વારા તરફથી શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ટોયલેટ બનાવી આપવામાં આવે છે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ સરકાર તરફથી ગરીબોને અનાજ ખાંડ ચોખા ચણા એવી જીવન જરૂરી વસ્તુ પૂરી પાડવામાં આવે છે તેમજ જન્માષ્ટમી જેવા તહેવારોએ સિંગતેલના પેકેટો પણ સરકારી ભાવે આપવામાં આવે છે અને આ દેશમાં આવા એંસી કરોડ કુટુંબોને એંસી કરોડ લોકોને જે રાશનિંગ ધારકો છે એવા કુલ એંસી કરોડ માણસોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે અને વિશ્વની સૌથી મોટી યોજના આ પીડીએસ કહેવાય તે છે